અમારા ગુજરાત રાજ્યમાં હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ત્રણેય ભાષાનું શાળાઓમાં સંસ્થાઓમાં અને ઓફિસોમાં થાય છે પણ મોટે ભાગે ગુજરાતનાં લોકો ગુજરાત ભાષામાં એ વિનિમય કરે છે